અમારા વિસ્તારમાં લેવિક સ્કૂલ ઓફ સાઈન્સ જે ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ છે એની ખાસિયત એ છે કે તેની ફિસ તો બહુ ઓછી છે અને સાથે સાથે તેની જે ફેકલ્ટી છે જે સ્ટાફ છે એ ખૂબ જ હેલ્પફૂલ અને સપોટીવ છે એજ્યુકેશનની બાબતમાં સ્ટાફ બહુ સારો છે પૂરતી હેલ્પ કરે છે પરંતુ ત્યાં જેટલી સગવડ હોવી જોઈએ એટલી સગવડ નથી પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ તે પાણી પૂરતું નથી મળતું સમય ટુ સમય જમવાનું નથી મળતું પરિવહનની બહુ જ અગવડતા છે શાળામાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે જેટલી જરૂરિયાત છે પરિવહનના વાહનોની એટલા વાહનો નથી ફિસ ઓછી છે સાથે સગવડો પણ ઓછી છે ગામડામાં આ એક બહુ જ મોટો પ્રોબ્લ્મ છે કે જે સરકારી સ્કૂલ હોય ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલો હોય એમાં ફિસ તો ઓછી હશે પણ સાથે સાથે સગવડતા પણ ઓછી હશે આના લીધે લોક જે વિદ્યાર્થીઓ છે એ શહેરોની સ્કૂલો તરફ આગળ વધતાં જાય છે ઊંચી ફી નથી ભરી શકતા તો પણ ઊંચી ફી ભરશે અને પોતાના સારા એજ્યુકેશન માટે સગવડો માટે મોટા સિટીમાં ભણવા માટે જાશે વિદ્યાર્થીઓ દેશ છોડીને બીજા દેશમાં જ્યાં એજ્યુકેશનની સિસ્ટમ બહુ સારી છે ત્યાં ફેસલિટી બહુ સારી મળતી મળે છે ત્યાં આગળ વધતાં ગયા છે આવું ના થાય એના માટે પૂરતી સગવડો મળવી જોઈએ જેટલા પ્રમાણમાં એજ્યુકેશન મળવું જોઈએ જે રીતે મળવું જોઈએ એ રીતે મળવું જોઈએ અલગ અલગ સેમિનાર વેબીનાર્સ આ પણ ગામડામાં થવા જોઈએ જેના લીધે શું છે કે વિદ્યાર્થીઓનું જે જ્ઞાનનું જે લેવલ છે એ વધે વિદ્યાર્થીઓને કંઈ અગવડતાનો ભોગ ન બનવું પડે વધારે ફી વધારે સગવડ આવું ગામડાના વિદ્યાર્થીઓને તો ના પોસાય જેટલી જ જેટલી જરૂરીયાત પડે છે સગવડતાની એટલી જરૂરીયાત તો હોવી જ જોઈએ જેના લીધે જે ગામડાની સ્કૂલો છે અત્યારે બંધ થવા લાગી છે સરકારી સ્કૂલો બંધ થવા લાગી છે કેમ કે તે ત્યાં સગવડ નથી જેટલા પુસ્તકો જોઈએ છે એટલા પુસ્તકો નથી ચોખ્ખાઈ નથી જમવાનું સારું નથી મળતું પીવાનું પાણી સરખું નથી શિક્ષકોની ટીમો નથી ત્યાં એના મ એના લીધે શું થાય છે કે બધાય લોકો મોટા મોટા સિટીમાં નથી ખર્ચા નથી કરી શકતા તો પણ છતાં ત્યાં છે ઊંચી ફી વધારે સગવડતા પરિવહનની અટલી મોટી ફી શહેરમાં રહેવાનો ખર્ચો તો પણ લોકો પોતાને પોતાના જ્ઞાનને વધારવા માટે સિટી તરફ વળતાં થયા છે એટલે એમ કઈ શકાય કે ગામળાના ફીથી લોકો સંતુષ્ટ છે પણ સગવડતાથી અને એજ્યુકેશનથી સંતુષ્ટ નથી જો આ સંતુષ્ટતા એકવાર આવી જાશે તો લોકો જે બાર જાય છે બીજા દેશમાં ભણવા માટે જાય છે એ નહીં થાય દેશનો જ વિકાસ દેશમાં જ થશે આપણું જ્ઞાન છે બીજા દેશોમાં જાય છે બીજા રાજ્યોમાં જાય છે એ અટકી જશે અને દેશનો વિકાસ થશે